હા મને તુલસી અને અન્ય ઔષધિય વનસ્પતિઓ ઘરે ઉગાડવી ગમે છે તુલસી તો ઘણાં ઘરોમાં પવિત્ર માનવામાં આવે છે અને તેનું આયુર્વેદિક ઔષધમાં ઘણું મહત્ત્વ છે હુ ઘરે તુલસી ઉપરાંત અજમો મીઠો લીમડો આદું હળદર જેવી ઘણી બધી વનસ્પતિઓ ઉગાડું છું આવું કરવાથી ઘણા ફાયદા થાય છે એક તો તાજી ઔષધિય વનસ્પતિઓ મળી રહે જેની ગુણવત્તા પર વિશ્વાસ રાખી શકાય આ ઉપરાંત પોતાના બાગમાંથી તાજા પાંદડા અને છોડ કાઢીને ઉપયોગ કરવો એ એક સુખદ અનુભૂતિ છે આ ઔષધિય વનસ્પતિઓના ઘણા ફાયદા છે તુલસીમાં એન્ટીબાયોટિક એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટ ગુણધર્મ જોવા મળે છે તુલસીનો રસ ચા અને પાંદડાનો ઉપયોગ થતી અસંખ્ય તકલીફો દૂર થાય છે અજમો પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે અને ગેસ એસિડિટી વગેરે તકલીફમાં રાહત આપે આદું ઠંડક કફ અને પાચન સમસ્યાઓ માટે ઉત્તમ છે આદુંવાળો ચા તો દરેક ઘરમાં લોકપ્રિય છે હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીઇન્ફ્લિમેટરી ગુણ ઘરાવે છે તે ત્વચા ઈમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કુદરતી ઉપચારો બહુ જ પૌષ્ટિક અને સલામત હોય છે કેટલાક સમયે એન્ટીબાયોટિક લેવાની જરૂર પડે છે પણ વધારે કિસ્સામાં કુદરતી ઉપચાર વધુ સારું પરિણામ આપે છે અને કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી એટલે ઘરમાં આ ઔષધિય વનસ્પતિઓ ઉગાડવી અને તેનો ઉપયોગ કરવો એ એક શ્રેષ્ઠ માર્ગ અને સ્વસ્થ રહેવાનો સરળ ઉપાય છે